હા કોઈકવાર ફોટો એડિટ કરવાનો પ્રસંગ બને છે પરંતુ મને કોઈ ઍડિટિંગ સૉફ્ટવેર કે ટૅક્નિક વિશે કોઈ જાણકારી નથી હા તો એ વિષયનો મને કોઈ અનુભવ પણ નથી પણ કોક વખત ફોટો એમાંથી ક્રૉપ જે આપણે હવે તો મોબાઈલથી જ થતું હોય છે એ ક્રૉપ કરીને હું ઘણી વસ્તુ ફોટામાંથી અમુક જરૂરિયાત પોર્શનને ફોકસ કરવા માટે એ ક્રોપનો ઉપયોગ કરું છું બાકી મને બીજી કોઈ ટૅક્નિક કે સૉફ્ટવેરની મને માહિતી પણ નથી અને હું ક્યારેય ઉપયોગ પણ કરતો નથી